જી હા અમે એ વચલી પેઢીનાં છીએ કે જે જૂની પેઢી અને આગવી જે નવી પેઢી છે એ બંનેને સમતોલ કરવા માટે વાત કરીએ તો આજે નવી પેઢીના લોકોને એવું હોય છે કે કોઈપણ વસ્તુ છે કે કોઈપણ ગોલ છે તેને આપણે તરત અચીવ કરી લઇએ છીએ પરંતુ જૂનાં પેઢીનાં જે લોકો છે એમને જે ધારણાં છે તો એમની ધારણા એવી છે કે કોઇપણ વસ્તુમાં સતત તમે કામ કર્યાં રહો કામ કર્યાં રહો તો એમાં તમે એક દિવસ ચોક્ક્સ અ સફ્ળ થાઓ છો પરંતુ હાલની જે પેઢી છે એ પેઢીને તતર તરત જ તે એ કોઇપણ વસ્તુનું રીઝલ્ટ જોઇએ છે માટે આ બંને પઢી પેઢીઓમાં અં સમાનતા જોવા મળતી નથી